શું તમને લાગે છે છેલ્લા કેટલાક વર્ષોમાં નૃત્ય બદલાઈ ગયું છે જૂના નૃત્યો નવા નૃત્યો કરતાં કઈ રીતે અલગ હતા હા આજનાં સમયમાં જોઈએ તો જૂના નૃત્યો કરતાં હાલનો નવો નૃત્ય ઘણાબધા અંશે બદલાયેલું છે જૂના નૃત્યો એ ચોક્કસ સમુદાય દ્વારા રમાતા હતા એ સમુદાયનાં લોકો એકસાથે મ હળી મળીને પ્રસંગોપાત નૃત્ય કરતાં હતા જેવા કે દાહોદમાં હોલિકા પ્રસંગે નૃત્ય થતું હતું ડાંગ જીલ્લામાં કંઈકને કંઈક સામાન સાથે સાધનસામગ્રી સાથે નૃત્યમાં તેનો દેખાવ કરવામાં આવતો હતો તલવારબાજીનો સમાવેશ પણ નૃત્યમાં થતો હતો જૂના નૃત્યોમાં સમુદાયમાં ચોક્કસ પહેરવેશ સાથે રમાતા હતા એ નૃત્ય એક નાનાં સમુદાય દ્વારા ખૂબ શાંતિથી અને મૌખિક રીતે ગવાતા ગીતો દ્વારા રમાતું હતું જ્યારે હાલમાં નૃત્યો થાય છે ખરા પરંતુ આ નૃત્યો કંઈકને કંઈક અલગ રીતે જોવામાં આવે છે આજના સમાજમાં નૃત્ય કોઈ ચોક્કસ સમુદાય દ્વારા નહીં પરંતુ સમગ્ર રહેઠાણ દ્વારા સમાજ દ્વારા ભેગા થઈને પોતપોતાને રીતે મુક્ત જે કાંઈ નૃત્ય આવતા હોય એ દ્વારા રમાવામાં આવે છે